હેલો હાં બોલો હાં મેં સ્કૂલનો ની પ્રિન્સિપાલ બોલું છું તમે કોણ બોલો છો

હાં છોકરાનું નામ શું છે હાં બોલો શું કામ છે હાં હં અત્યારે તો રજા આપાની મુશ્કેલ છે એમના ક્લાસ ચાલુ છે તમને ખબર નથી

પણ જો તમે ટ્યુશન ક્લાસ ટ્યુ ટ્યુશન ક્લાસ જ મોકલવાના છો તો તમે સ્કૂલે કેમ મોકલો છો ટ્યુશન ક્લાસ જ કરાવો હાં તમારી વાત બરાબર છે પણ એની એક્ઝામ પણ નજીક આવે છે એ શનિ રવિ પણ શનિ રવિ પણ એમના એકસ્ટ્રા ક્લાસ હોય છે હાં બધાની જવાબદારી તમે લેશો ને હાં જવાનું ઇમ્પોટન્ટ છે હ હ પછી બીજી વાર તો રજા નઇ મળશે આ ટાઈ આ વખતે મળશે હાં ચાલો